ધર્મ ચોક્કસ રીતે માણસને સાચા રસ્તા ઉપર લાવવાનો ટ્રાઈ કરે છે હવે પોતાના વ્યક્તિગત વિકાસની વાત કરીએ તો ઘણી વખત ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે બીજાને મદદરૂપ થાઓ એવાં ઘણાં બધા તમારે કામ કરવા જોઈએ એટલે અનાયાસે જ આપણું મન એવું કહે કે કોઈ કોઈ મુસીબતમાં આવ્યું હોય અને આપણાથી જો બની શકતી મદદ થઈ શકતી હોય આપણાથી જેટલી પણ મદદ આપણે કરી અને એને એ મુસીબતમાંથી બહાર કાઢવાનો ટ્રાઈ કરીએ અને અનાયાસે જો કોઈ આપણને જરૂરિયાતવાળું વ્યક્તિ દેખાય જાય તો પણ આપણું હૃદય એટલું તો પીગળી જ જાય છે કે આપણે એને પૂછી લઈએ કે તને શું તકલીફ છે અને આપણાથી જો કોઈ મદદ થઈ શકતી હોય તો કરીએ યથાશક્તિ દરેકને પોતપોતાની રીતે જે મદદ એ કરી શકતું હોય જો કોઈ કોઈને જ્ઞાન આપી શકતું હોય તો એ જ્ઞાન આપે જો કોઈને આર્થિક રીતે મદદ કરી શકતું હોય તે આર્થિક રીતે મદદ કરે અને જો એ બેમાંથી કંઈ જ ના થઈ શકતું હોય તો સેવા કરીને પણ કોઈને મદદ કરવાનું એવું આપણને ધર્મ શીખવાડે છે